અમારા વિસ્તારમાં વધતી પ્રવાસી સંખ્યા માટે પૂરતાં સાધનો નિવાસસ્થાન વાહન વ્યવસ્થા માળખાગત સુવિધાઓ બધું જ ઉપલબ્ધ છે ગુજરાત દિવસે દિવસે આગળ વધી રહ્યું છે ગુજરાતમાં પ્રવાસી લોકોનો ઉમટો વધી રહ્યો છે માઉઠો વધી રહ્યો છે સંખ્યા વધી રહી છે ત્યારે ગુજરાતમાં ઘણા બધા નવાં નવાં બાંધકામો થઇ રહ્યા છે ગુજરાતમાં ખૂબ જ સારી રીતે પ્રવાસીઓ આવીને પ્રવાસ કરી શકે અને તેઓ પોતાનો પ્રવાસ ખૂબ સુખી રીતે પાર પાડી શકે છે પ્રવાસીઓને વધારે આકર્ષિત કરવા માટે ગુજરાતને એક ખૂબ જ ગ્રીન સીટી કરવાનું જરૂર છે ખૂબ જ ગ્રીન સીટી હોય ખૂબ સારું વાતાવરણ હોય પ્રવાસીઓ આવવા માટે ઉમટતા રહેશે અને કંઈક નવું કરવું જોઈએ ગુજરાતને જેમ કે પૂરી દુનિયામાં કશું ના હોય એવું કઈક નવો એક આયામ લાવીને જેમ કે દુબઈ આગળ વધી રહ્યું છે જેમાં કશું નથી દુબઈમાં દુબઇમાં એવું છે દુબઇમાં લોકોનું એવું છે કે જે ક્યાંય ના હોય આખી દુનિયામાં એ એવું દુબઈમાં બનાવશે આપણે ગુજરાતની અંદર પ્રવાસીઓનો જૂથ વધારવા માટે થઈને એવું કંઈક કરવું જોઈએ જેથી દુનિયાભરના લોકો ગુજરાતમાં પ્રવાસ કરવા આવે